હેલો સહજાનંદ કેટરર્સ ચોવીસ ઓક્ટોબરે અમારે એક જ્ઞાતિનું ફંક્શન છે આ ફંકશનમાં અમારે ઈડલી ઢોસા ઉત્તપમ અને સાંભાર આટલી આઈટમની તમારે વ્યવસ્થા કરવાની છે તમે કરી શકશો હા એમાં સાંઠ જણ હશે અને એમાં પંદર વત્તા પંદર બાળકો હશે હા આમાં પચાસ ટકા જૈન અને પચાસ ટકા સાદું નોર્મલ એવું તમારે બનાવું બનાવાનું રહેશે તો એ થશે ને હા એ સ્થળ છે લાયન્સ હોલ બેઠક મંદિર પાસે આણંદમાં એનો કેટલો ચાર્જ રહેશે અને બાળકો માટે કેટલો ચાર્જ રહેશે તો પણ અમારૂ આ જ્ઞાતિનું ફંક્શન છે તેમાં તમે કંઈક ડિસ્કાઉન્ટ આપતા હશોને સારું આટલું તમે કરી ચોક્કસ કરો હું તમને એક્જેટ ડેટ અને ટાઈમ તમને વોટ્સએપ કરીશ અને સ્થળ પણ વોટ્સએપ કરીશ એનું લોકેશન પણ વોટ્સએપ કરીશ એટલે ત્યાં પહોંચાડી દેજો હું રિમાઇંડર પણ એ પહેલા રિમાઇંડર પણ મોકલીશ એટલે તમને યાદ આવે